ગુજરાતમાં શિક્ષણને સુધારવા માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત શાળામાં નવા પ્રવેશ મેળવતા બાળકો માટે પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ મધ્યાહન ભોજન શૈક્ષણિક શિષ્યવૃતિ શિક્ષકો માટે સમયાંતરે અપાતી વિષયને લગતી તાલીમો ગુણોત્સવ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે